છવ્વીસ એક ઓગણીસો સુડતાલીસ પંદર આઠ ઓગણીસો સુડતાલીસ એક આઠ ઓગણીસો પચાસ આઠ આઠ ઓગણીસો પચાસ અઢાર આઠ ઓગણીસો ને ચુંમોતેર